હા બોલો આવો મેડમ હા તો સોનાની ખરીદીમાં શું જોઈએ તમારે મેડમ બરાબર હા બેસો હા હા તો સૌ પહેલાં તો તમે વૅલકમ અને બેસો જરા ઠંડુ પાણી વાણી મગાવું તમારી માટે હવે હા હા તો મેડમ તમારે આમ અ પહેલાં આપણે જોઇએ તો બેંગલ્સ જોઈ લઈએ હવે તમારે બેંગલ્સમાં કેવાં પ્રકારના જોઈએ છે જાડાં જોઈએ છે પતલી જોઈએ છે કે ચિપવાળી જોઈએ છે કેવાં પ્રકારની જોઈએ છે તમને હા હા હા હા હા ઓકે ચલો હું તમને એ બતાવી દઉં હા તો જો આ જે તમે મોટા વાત કરો છો ને એમાં છે ને તો અમારી પાસે અલગ અલગ ડિઝાઇનમાં છે જેમકે આમ આપણે જોઈએ તો જો આ આ આ જે પાટલા છે મોટા અને જાડા જે છે એ તમે એકલા પણ સાડી પર પણ પહેરી શકો છો જીન્સ પર પણ પહેરી શકો છો અને અઅ તમે ડ્રેસ પહેર્યો હોય તો ડ્રેસ પર પણ તમને સુટેબલ રહેશે આ મારી પાસે જે છે ને

ઓકે તો જો યુનિકમાં બતાવું તમને તો અત્યારે હમારી અમારી પાસે શોપમાં અવેલેબલ જે ગોલ્ડના છે તો આમ પ્લાસ્ટિક અને એની અંદર છે ને ગોલ્ડની ચિપ મઢેલી હશે તો જુઓ એક આ કચ્છી આઇટમ છે બરાબર તો કચ્છી જે તમને આખું આમ એવું લાગશે કે જો આમ અલગ જ લૂક લાગશે એનો પછી જો એક આ રજવાડી આઇટમ છે રજવાડીમાં હા તમને એવું જ લાગે કે તમે આમ હા એટલે જ તો મેડમ અમે કહીએ છીએ કે અમારી જે આ જવૅલેરી શૉપ છે ને એ યુનિક અને અલગ જ સ્ટાઇલની બધી જ વેરાઇટી રાખે છે અને વધારે પડતી અમે સોનાની આઇટમ જ રાખીએ છીએ હા અમે એ જ પ્યોર ગોલ્ડની જ વસ્તુ રાખીએ છીએ બરાબર અને અઅ બીજામાં જુઓ તો જુઓ તમારે અઅ ઇયરિંગ્સ જે જોવી છે તો જુઓ તમને જે પાટલા તમે પસંદ કર્યા છે બરાબર તો એની સાથે હા ઓકે હવે જો એને જ એને જો એની સાથે સાથે જ હું તમને એક ઇયરિંગ્સ પણ બતાવી દઉં તો ઇય ઇયરિંગ્સ હા તો જો મેડમ જુઓ આ જોઈ લો તમે પણ જો આ જે છે એ અમારી ડેઈલી રૂટીનની છે પણ જો હું તમને સ્પેશિયલ અમારી પાસે આવી છે જે તમે અત્યારે જે સિલેક્શન કર્યું એના પ્રમાણે કચ્છી અને રજવાડી સ્ટાઇલમાં ઇરે ઇયરિંગ્સ પણ છે અમારી પાસે જ્યારે જ્યારે પણ તમારી દીકરી પહેરશે તો એવું લાગશે કે વાહ ખૂબ સરસ છે એમ તમે જાણે પેર જ લીધી હોય એવું લાગે તમને બરાબર ઓકે હા જો તો આ જે છે આ જે બધી જે ઇયરિંગ્સ છે એ બધી જ રજવાડી સ્ટાઇલ છે અને આ બોક્સમાં તમે જે જોઈ રહ્યા છો એ બધી કચ્છી સ્ટાઇલ છે તો તમે આમાંથી તમને જે હા એટલે આમ કહેવાય છે કે જે તમે પ્યોર ગોલ્ડ લેવા જાવ બરાબર તો બાસઠ હજારની આસપાસ આમ તમને પડે છે બરાબર પણ તમારું બજેટ પ્રમાણે જે જોવા જઈએ તો તમે એવું કહો છો કે મને ડિઝાઇનમાં અને વેરાઇટીમાં મને ગમે છે તો મને એવું લાગે છે કે કદાચ કે તમે બજેટ જોવા નહીં રહો બરાબર જે આ કચ્છી અને રજવાડી સ્ટાઇલ ને એ બધું જે છે પછી એની સાથે સાથે રબારી હા રબારી સ્ટાઇલની પણ અમારી પાસે છે મેડમ જો એ તમારે ઈચ્છા હોય તો તમને એ પણ બેંગલ્સ વગેરે પણ બતાવી દઉં અને અમારી પાસે હા હા ઓકે ઠીક તો જુઓ આ રજવાડી અરે સોરી આ રબારી સ્ટાઇલની અ બેંગલ્સ અને ઇયરિંગ્સ છે એની સાથે સાથે અમે ચેન પણ રાખીએ છીએ એટલે ગોલ્ડમાં જો તમે આખો સેટ કરવા માગતા હોય તો તમારી દીકરીને સારી એવી ગિફ્ટ આપી શકો છો સેટ તરીકે ઓકે ડન મેડમ હા ચોક્કસ ઓકે હા એટલે પાંચ મિનિટ વેઈટ કરો હું બિલ બનાવી દઉં છું તમારું